હું શાળાઓમાં ઘણા બધા વૈજ્ઞાનિકો વિશે જાણ્યું અને ભણી અમને ધોરણ છઠ્ઠામાંથી ન્યુટન વિશે ભણાવવામાં આવ્યું હતું તેમણે એક ઝાડ નીચે બેઠા હતા અને એક સફરજન પડ્યું તે પરથી તેમણે ગુરુત્વાકર્ષણનો નિયમ આપ્યો હતો કે ઉપરથી પડેલી વસ્તુ ઉપર આમ કોઈ બી વસ્તુનો કોઈ સાથે સંબંધ જેમ કે ઉપરની ઉપરથી પડેલું સફરજન એનો જમીન સાથે સંબંધ હતો આપણે આગને સળગાવીએ તો તે ઉપર જાય તેનો ઉપર આકાશ સૂર્ય સાથે સંબંધ છે એટલે તેઓ હંમેશાં ઉપર જ ગતિ કરે છે તેમ ઉપરની વસ્તુ નીચે આવવાના સંબંધ જેમ કે વરસાદ આવે છે વરસાદનો પાણી સાથે સંબંધ છે એટલે તે હંમેશાં નીચે જ પડે છે ઉપર જતું નથી નથી એ એ પરથી અમે ઘણા બધા વૈજ્ઞાનિકો વિશે સ્કૂલમાં પણ ભણ્યા છીએ અમે અબ્દુલ કલામ અબ્દુલ કલામ વિશે પણ અમે ઘણું બધું જાણ્યું છે અને અબ્દુલ કરા કલામની અમે ઘણી બધી સ્પીચો સાંભળી છે અબ્દુલ કલામની વાતો પરથી અમને ઘણું બધું મોટીવેશન પણ મળે છે અબ્દુલ ક કલામ ઘણું બધું સારું અને બહુ મસ્ત મોટીવેશન આપે છે હું યુટ્યૂબમાં પણ અબ્દુલ કલામની ઘણી બધી વાતો સાંભળું છું અને ઇન્સ્ટાગ્રામ પર પણ અબ્દુલ કલામના એક પેજને મેં ફોલો કર્યું છે જેમાં અબ્દુલ કલામની ઘણી બધી વાતો આવે છે એ પરથી હું અબ્દુલ કલામને વધુ સારી રીતે જાણી શકું છું અને અબ્દુલ કલામની વાતો હું મેં મારા જીવનમાં પણ અપનાવવાનો ટ્રાય કરું છું અને તે અપનાવીશ હું મને વિશ્વાસ છે કે હું પણ અબ્દુલ કલામની જેમ બનવાનું કોશિશ કરીશ અને મને આશા સે કે એક દિવસ હું અબ્દુલ કલામની જેમ બનીશ એમ તો એકદમ તો ની બની શકું પણ બનવાનો પૂરો ટ્રાય કરીશ એ જ રીતે આર્યભટ્ટ વિરાહ મિહિર ભાસ્કરજી એમને પણ વિજ્ઞાનની સાથે સાથે ગણિત લઈને આશ્યર્યચકિત શોધો કરી છે એમ જેમ કે આર્યભટ્ટે શૂન્યની શોધ કરી અને તે શૂન્ય પહેલાંથી અમ અત્યાર સુધી આપણને બહુ કામ આવે છે કોઈ પણ જગ્યાએ શૂન્ય વગર કામ ન ચાલે ઘણી બધી રકમોમાં પણ શૂન્ય આવે છે અને શૂન્યની શોધ પછી ઘણા બધા અંકોની શોધ પણ થઈ અને આર્યભટ્ટના શૂન્ય પરથી અમને ઘણી બધું શીખવા પણ મળ્યું એ પરથી પણ ગણિ ગણિતના શાસ્ત્રી હતા અને શૂન્યની શોધ થઈ પછી ઘણું બધું ગણિતમાં અને બધી વસ્તુમાં શૂન્યનું યોગદાન આવ્યું છે અને ઘણા બધા વૈજ્ઞાનિકો મને ગમે છે એ માટે મને વિજ્ઞાન પણ ઘણું ગમે છે અને વિજ્ઞાનના ઘણા બધા પ્રયોગો કરવાનું પણ ગમે છે શાળાઓમાં પણ અમે ઘણા બધા વિજ્ઞાનના પ્રયોગોમાં ભાગ લીધો છે અને તે પ્રયોગોમાં અમે ઘણા બધા વિજ્ઞાન મેળાઓમાં અમે ભાગ લીધો છે અને અમારી સ્કૂલનો નંબર પણ આવ્યો છે અને તે પરથી હું કહી શકું છું કે વિજ્ઞાન વિજ્ઞાન શીખવું જોઈએ અને વિજ્ઞાનને ભણવું જોઈએ વિજ્ઞાન પરથી અમને ઘણું બધું શીખવાનું મળે છે અને મને આશા સે કે હું ઘણાં બધા વૈજ્ઞાનિકો પરથી આગળ જતા ઘણું બધું સારું વિજ્ઞાન પણ શીખીશ અને આગળ જતા હું પણ એક વૈજ્ઞાનિક બનવાની કોશિશ કરીશ અને ઘણી બધી નવી શોધો કરવાનું પણ ટ્રાય કરીશ અને અંતરીક્ષમાં અગાડી ગયા હતા ને એમના પર તરફ પરથી પણ અમને ઘણું બધું શીખવા મળ્યું કે આપણે પણ અંતરિક્ષમાં જવું જોઈએ અને મન મને હું પણ ચાહું છું કે એક દિવસ હું પણ અંતરિક્ષમાં જાઉં અને મને આશા છે કે એક દિવસ હું અંતરિક્ષમાં જરૂર જઈશ અને હું જાવાનો પ્રયત્ન કરીશ મને વૈજ્ઞાનિકો પણ બહુ ગમે છે અને વિજ્ઞાન જાણવાનું પણ બહુ ગમે છે અને વિજ્ઞાનમાં મને બાયોલોજી બહુ જ ગમે છે અને બાયોલોજી ફિઝિક્સ બધું જ ગમે છે અને વૈજ્ઞાનિકો વિશે જાણવું પણ વધુ ગમે છે